મેં જાતે કાડ બનાવીને મારા મિત્રો વર્તુળમાં આપેલું છે તેમાં મેં મારા આમંત્રણ રુપી મેં એવું લખ્યું હતું કે મારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક ઉત્સવ છે તેમાં વધારેમાં વધારે સંખ્યા આવે તેના માટે અમે અમારાં મિત્ર વર્તુળમાં ભેગા થઈને કાડ બનાવ્યું હતું કાર્ડમાં જે ઉત્સવની તૈયારી કરવાની છે અને કયો ઉત્સવ છે ઉત્સવની વિશેષતા શું છે તે પ્રમાણે સંપૂર્ણ માહિતી એક જ કાર્ડમાં હાથથી બનાવેલાં ચિત્ર અને અલગ અલગ દૃશ્યો દ્વારા પૂરા બે દિવસ લાગ્યા તા પચાસ કાડ બનાવવામાં અમને બહુ જ બહુ જ મહેનત થઈ હતી અને તેમાં બી અમને મને ઘણો આનંદ આવ્યો કે અમે રૂબરૂ જઈને બધાને આમંત્રણ આપતા હતા પછી તેમનાં ઘરે પરિવારને મળીને શુભેચ્છા મુલાકાત બી લીધી હતી